હા મેં બાળપણથી ઇતિહાસ જાણવાનો ખૂબ આનંદ માણ્યો છે સ્વામી વિવેકાનંદે અમેરિકાનાં શિકાગો શહેરમાં આપેલું ભાષણ એવી ઐતિહાસિક ઘટના છે જેની મારા જીવનમાં સારી અને ઉંડી અસર થઇ છે તેમણે અમેરિકાનાં શિકાગો શહેરમાં ભરાયેલ સર્વ ધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરીને તેમણે સૌને મુગ્ધ કરી દીધા હતા પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો હતો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો એમણે તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો તેઓ માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને તેમનું મુખ્ય સૂત્ર હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો